ગુજરાતમાં સરકાર તરફથી વિવિધ ક્ષેત્રે તેના વિકાસ માટે નવીન પ્રયોગો તથા તેના સંબંધિત જોગવાઈ પૂરી પાડવામાં આવે છે સહાસવીરો માટે પણ વિવિધ સ્થળોએ ટ્રેકિંગ રાફ્ટિંગ અને ખડક ચઢાણ માટે યોગ્ય સલામતી સાથે ક્ષેત્રોનો વિકાસ કરવામાં આવ્યો છે જેમાં ટ્રેકિંગ માટે વડોદરા પાસે સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ કે જ્યાં મહાકાળી માતાનું પવિત્ર તીર્થસ્થળ છે આ પર્વત પર સરકાર શ્રી દ્વારા વિવિધ ટ્રેક કેમ્પ બનાવેલ છે ત્યાં ટ્રેકિંગ માટે દર વર્ષે હજારો સહાસવીરો પોતાની સાહસિક પ્રવૃત્તિઓ કરી શકે છે એવી જ રીતે રાફટિંગ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી કે જ્યાં ભારતમાં શિલ્પી એવા લોખંડી પુરુષ કહેવાતા સરદાર પટેલની વિશ્વની સૌથી પ્રસિધ્ધ ઊંચી પ્રતિમા આવેલી છે તેમજ ખડક ચઢાણ માટે સૌરાષ્ટ્રમાં ચોટીલા અને કાળો ડુંગર પ્રસિધ્ધ માનવામાં આવે છે